બોલો મેડમ નમસ્તે ગુડ મોર્નિંગ બોલો હા સારી પ્રવૃતિ હા હા જી હા પરમીશન ગ્રાન્ટેડ કારણકે આ બહુ સારી પ્રવૃતિ જે છોકરાઓને પણ ઉત્સાહ વધશે નવું જાણવા મળશે એટલે બહાર જશે તો બોલો કેટલો ખર્ચો છે તમે કાઢી રાખ્યું છે

અચ્છા અચ્છા

ના સાચી વાત છે હા હા ના ના આ તો બહુ સારી વાત છે આપણી સ્કૂલ માટે પણ ગૌરવ છે તો મારી તો પરમીશન છે ને હું બોર્ડમાં રજુઆત પણ કરી દઇશ અને તમે આપણે જે કહો છો પંદર હજાર તો હું થોડાક એ પ્રમાણેના એપ્રુવલ લઈ રાખીશ થોડાક ઉમેરીને વધારે સંખ્યાનું કહીશ એમને વીસ હજાર જેવું પણ તમારે એ જોવાનું કે ખર્ચો બને ત્યાં સુધી ઓછો થાય હા અને જે કઈ પણ તમે રહો કે જ્યાં પણ જાઓ તો એનું બિલ બધા પ્રોપરલી જોઈશે કે જેથી આપણે આ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં આપી શકીએ હા તો એ બધો ડેટા તમારી પાસે બધો હોવો જોઈએ બસ રાખજો હા ચોક્કસ ચોક્કસ જણાવી શકો છો હા સ્યોર સ્યોર હા હમ તમે તૈયારી શરૂ હાં ચોક્કસ શરુ કર દો હું બોર્ડ એપ્રુવલ માટે નોટ બી મૂકી દઉં છું હમણાં ને હમણાં હં ઓકે ઓકે ઓકે ચાલો આવજો